હા તો હું મારી પડોશના વિસ્તારમાં એવા ઘર છે કે જે રહેવાની સગવડ આપે છે અને હોટેલ અને ધર્મશાળા પણ છે તો આ સ્થળ છે જૂનાગઢ છે જે મારે અહીંયાથી થોડુંક જ દૂર થાય છે કે જ્યાં અમુક એવા ઘર છે જેમકે તમે જો ગીરની મુલાકાત લ્યો છો તો ત્યાં ઘણાં એવા ઘણાં બધા એવા નેસડાં છે કે જે લોકો તમને રહેવાની સુવિધા આપે છે જેમાં એ લોકો તમને ત્રણ ટાઈમનું જમવાનું આપે છે તમારું નાવા ધોવાની સુવિધા પણ તે લોકો કરાવી આપે છે ઘણાં ઘર એવા પણ છે જેમાં જો તમારે ગીર માટે ફરવા નીકળવું હોય તે લોકો તમને જીપ અથવા જે લોકલ મતલબ કે બાઈક કે એવું કઈ હોય તો એનો પણ એ લોકો તમને પ્રબંધ કરીને આપે છે જેમાંથી તમે શું કરી શકો કે ગીરની સવારી એ નીકળી શકો સાથે સાથે એ લોકો ઘણી બધી બીજી સુવિધા પણ આપે છે જેમકે તમારે કંઈક ત્યાંનું એવું જે હોય કે જે બહુ લોકપ્રિય હોય વખણાતું હોય તમારે ખરીદી કરવા જવું હોય અને જો તમે એ તમે એમને સાથે લઈ જવા માંગતા હોય અથવા તો ઘણાં નેસડાં એવા પણ છે કે જે લોકો એવું હોમમેડ ત્યાં કરીને રાખે છે જેને તમે શું કરી શકો તો પોતાની પાસે રાખીને તમે પેલું કરી શકો આની સાથે સાથે એવું ઘણું બધું છે કે જેમાં તમે એવું ઘણું બધું છે કે જેમાં તમે ખુદને પેલું સામાન્ય વસ્તુઓ જે છે કે જે તમે ખરીદવા માંગતા હો તો એ લોકો તમને તેને પણ સારી એવી બનાવીને આપે છે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે લોકો તે હેય આપણે જેને કહીએ કે હસ્તકલાની વસ્તુઓ જે છે એ લોકોએ પણ કરાવે છે ઘણા નેસડાં એવા પણ છે કે જ્યાં હસ્તકલાનું શીખવાડે છે જેમકે જે રબારી અથવા ભરવાડનો જે પહેરવેશ છે એના ઘાઘરા છે એની અંદર કઈ રીતે મતલબ ભરતકામ કરવું સિલાઈ કામ કરવું એ લોકો એ પણ શીખવાડે છે સાથે સાથે હોટલ અને ધર્મશાળા ઘણી છે જેમકે હું હોટ હોટલની વાત કરું તો હોટલ સેફાયર અને હોટલ સનરાઈઝ એવી બંને હોટલો છે કે જે તમને ખૂબ જ મતલબ સારી એવી સુવિધા પૂરી પાડે છે તેનું રહેવા જમવાની સાથે સાથે બીજી બધી જ સુવિધાઓ ઘણી જ સારી છે તમને ત્યાં એસી ટીવી અને સારી ગુણવત્તામાં ગુજરાતી અને પંજાબી બંને તરીકેનું જમવાનું પણ મળી જાય છે તમને વાહન વ્યવહારની સુવિધા પણ તે લોકો ઉપલબ્ધ કરાવી આપે છે જ્યારે તમે ત્યાં ફરવા જાઓ છો ખાસ કરીને ત્યારે તે લોકો તમને લેવા મૂકવાં પણ આવે છે તમારા ટાઈમિંગને ધ્યાનમાં રાખીને તે લોકો પોતાનું બધુ જ કામકાજ કરે છે સાથે બીજું ઘણું બધું અને ખાસ કરીને કે જેટલાં પણ આ નેસડાં છે એમાં રહેવાનું મેઈન જે કારણ હોય ને તો એ ત્યાંનાં લોકોનો સ્વભાવ છે

તમે બધી વસ્તુને નીહાળો છો એમની સાથે રહો છો એમના વાતાવરણમાં એમની સાથે જ્યારે તમે રહો છો ત્યારે તમને ખબર પડે છે ઓકે આ તો મતલબ આવી રીતે અહીંયા લોકો રહે છે તમને એમની બોલી તમને એમનું જમવાનું આ બધી જ વસ્તુઓ તમને કંઈક ને કંઈક આપણાપણાનો અનુભવ કરાવે છે છે એક બહુ જ અગત્યની વાત છે હું ખાસ કરીને વાત કરું તો હું જ્યારે એક નેસડાંમાં રહી હતી ત્યાં મને એમની દીકરીની જેમ સાચવામાં આવી હતી એ લોકોએ દરેક વસ્તુનો મારો ખૂબ જ ટાઈ ખ્યાલ રાખ્યો હતો જેમકે હું કય કેટલાં વાગે જમું છું હું શું ખાઉં છું હું તીખું વધારે ખાઉં છું તો એ લોકો મારા માટે એ પ્રમાણે બનાવીને આપતા હતા મને સુવામાં ફરજિયાતપણે ગાદલું જોઈએ છે તો એ લોકો એ પણ વ્યવસ્થા કરી આપતા હતા સાથે સાથે હું જ્યારે પણ ફરવા જાઉં ત્યારે એ લોકો મારી દરેક નાની નાની વસ્તુનો ખ્યાલ રાખતા જેમકે ટોર્ચ સાથે લઈ જવી લાકડી સાથે લઈ જવી ક્યા રસ્તેથી જાનવર આવે તો મારે શું કરવું એવી મારી દરેક પ્રાથમિક ચીજ વસ્તુનો તે લોકો ખ્યાલ રાખતા અને તે લોકો હંમેશા એમ કહેતા કે તમને ગમે ત્યારે કોઈપણ તકલીફ પડે ને તો તમે અમારી પાસે આવજો તમને ગમે તે હોય એ અમને કહેજો અને ખૂબ જ વ્યાજબી ભાવે તે લોકો આ બધી જ વસ્તુઓ જે છે એ અમને એનું પ્રબંધ કરી આપતા હતા એક નેસડાંમાં મારું એક દિવસનું રહેવાનું લગભગ ત્રણસો રૂપિયા જેવામાં થઈ રહેતું હતું રહેવા જમવા બધાની સાથે જ તે આવા મેં લગભગ ત્યાં દસ દિવસ ત્યાં વિતાવેલા અને તે દસ દિવસ મારી જિંદગીના ખૂબ જ યાદગાર દિવસો છે તો તમે પણ આ જરૂરથી મુલાકાત લ્યો અને તમે મુલાકાતી તરીકે પણ જાઓ અને પછી પણ જ્યારે તમે ગમે ત્યારે તમે ફ્રી પડો ત્યારે તમે ખાસ કરીને તેની મુલાકાત લ્યો કારણ કે એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે જ્યારે જે લોકો ને તમે એકવાર મળ્યા હોય તમારા પરિવારનો હિસ્સો બની જાયને તમે ફરી વાર એમને મળો તો આ એક ખૂબ જ સારી વાત છે મળવું જોઈએ અને માં હોટલ અને ધર્મશાળા કરતાં તો તમે જો આવી રીતના કોઈના ઘરે રહો જો સુવિધા સારી હોય તો તો એ બહુ જ સારી વાત છે